પહેલાં તો અમારી પાસે લૅંડલાઇન ફોન હતા ત્યાર બાદ કી પેડ ફોન આવ્યા કીપેડ ફોનમાં અ લૅન્ડ લાઇન ફોનમાં એવું હતું કે લૅન્ડ લાઇન ફોન ઘર પર જ રહેતો હતો ગમે ત્યારે ફોન કરવાની જરૂર પડે ત્યારે ગમે તે જગ્યાએથી આપણે ઘરે આવવું પડે ફોનની પાસે આવવું પડે અને ત્યાર બાદ ફોન કરી શકાતો હતો ત્યાર બાદ કીપેડ ફોન આવ્યા કીપેડ ફોન પૉકેટમાં રાખી શકતા હતા ગમે તે જગ્યાએ આપણે હોય તો ફોન આપણી સાથે રહેતો હતો ગમે ત્યારે કોઈપણ વ્યક્તિને ફોન કરવો હોય તો આપણે કી પેડ ફોનથી ડાયલ કરી શકતા હતા અને વાત થઇ શકતી હતી એ ફોન ફક્ત વાત કરવા પૂરતો હતો અથવા તો મૅસેજ કરવા પૂરતો હતો ત્યાર બાદ સ્માર્ટ ફોનની ટૅક્નોલોજી આવી સ્માર્ટ ફોનમાં તમે ફોટો મૂકી શકો છો સારા સુવિચારો મોકલી શકો છો સારી ઈમેજો મોકલી શકો છો ઈમેજો મૂકી શકો છો સારા એવાં વિડીઓ બનાવી શકો છો અને એ વિડીઓ તમે સ્ટેટસમાં મૂકી શકો છો ત્યાર બાદ સોશિયલ મીડિયા જેવાં કે ઇન્સ્ટાગ્રામ છે ફેસબૂક છે વ્હાટ્સઅપ છે ટ્વીટર છે જેવા સોશિયલ મીડિયાનો પણ તમે સ્માર્ટ ફોન દ્વારા તમે ઉપયોગ કરી શકો છો સ્માર્ટ ફોન અને પહેલાં અમે ધરાવતા હતા તે ફોન જમીન આસમાનનો ફરક છે ટૅકનોલોજીએ ઘણી હરણફાળ ભરી છે ટૅકનોલોજી તો હવે એટલી હદે વધી છે કે સ્માર્ટ ફોનનો તમે ટચ પણ ના કરો તેમ છતાં તમે એને સ્પીક દ્વારા યુઝ કરી શકો છો સામાન્ય ટચ કરવાથી પણ તમે એને યુઝ કરી શકો છો ઘણી બધી ટૅકનોલોજી આવી ગઈ છે સોશિયલ મીડિયા પણ એમાં વધારે પડતો યુઝ થઇ રહ્યો છે મૅસેજનો પ્રસરાવ ઇન્ફર્મેશન જેવી વસ્તુઓ પિક્ચર્સ વિડીઓઝ ફોટોગ્રાફ્સ ઘણું બધું તમે એકથી બીજા વ્યક્તિને મોકલવામાં ઘણી સહેલાઇ અને સરળતા મળી રહે છે ટૅકનોલોજી ઉત્તરોત્તર એમાં સુધારો થતો રહ્યો છે અને હજુ પણ સુધારો થઇ રહ્યો છે ભવિષ્યમાં હજુ પણ ટૅકનોલોજી આપણને નવાં નવાં સિદ્ધિના શિખરો સર કરાવશે તેવું મને લાગે છે